ના હું રેડિયો તો બહુ ઓછું સાંભળું છું પણ હું ટીવી બહુ જોઉં છું તો એમાં મારે સૌથી સારો એવો કાર્યક્રમ લાગે છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એ બહુ પારિવારિક શૉ છે અને હાસ્ય કાર્યક્રમ પણ છે આ પરિવાર સાથે મારે જોઈને બહુ મજા આવે છે અને મારૂં સારું એવું ટાઈમ પસાર થઈ જાય છે એને જોતાં જોતાં